વિસરાતી વાનગીઓ વિષે આપણે કહીએ તો સમાજની અંદર ઘણીબધી એવી વાનગીઓ છે કે આપણે ભૂલી ગયાં છીએ બનતી નથી ખબર નથી પડતી એવી વાનગીઓમાં જોઈએ આપણે તો કહે કઢી છે પછી ખીચડી છે તો અત્યારના માણસોને કઢીને ખીચડી ને સાવ ઓછાં ભાવે છે એ વિસરાતી વાનગીની અંદર આવી ગઈ છે પછી દૂધપાક છે તો દૂધપાક વિસરાતી વાનગીમાં આવી ગયો છે એમ જ્યારે ફ્રૂટ સલાડ અત્યારે આવી ગયું છે એમ જોવા જઈએ તો અમે વલોણાની અંદર છાશ પહેલાંના વખતમાં બનાવતા હતા અત્યારે ક્યાં વલોણામાં બનાવાય છે અત્યારે તો ઝેરણી આવી ગઈ છે એમાં છાશ બને છે એમ જોવા જઈએ તો પહેલાંના અથાણાં હતા કે દેશી કેરીનાં અથાણાં બનતાં હતાં ખાલી બે થી ત્રણ વસ્તુ અંદર નાખવામાં આવતી હતી જ્યારે અત્યારનાં અથાણાં તમે જુઓ તો કેટલી ભાતનાં બની ગયાં છે પહેલાંનાં અથાણાંમાં તેવાં અથાણાં નથી બનતા પહેલાંના વખતમાં જુવાર હતી તો જુવારના રોટલા ખાતા હતા અત્યારે ક્યાં જુવારનો રોટલો કોઈ ખાય છે એય વિસરાતી વાનગીમાં આવી ગયું છે પછી પહેલાંની જુવારની ધાણી હતી તો ધણીની અંદર અથાણાંનાં મસાલા નાખીને ખાવામાં આવતાં હતાં અત્યારના કોઈ ખાય છે મસાલા નાખીને અંદર આ ખાવામાં ક્યાં આવે છે પહેલાં હતા ગુંદા હતા તો ગુંદા છાશની અંદર સંભારો કરવામાં આવતો તો દહીં નાખવામાં આવતું તું એ રીતે સંભારા કરતાં હતાં અત્યારે એવા જ સંભારા ક્યાં બને છે એટલે એમ જોવા જઈએ તો પહેલાંના વખતની અંદર તમે જુઓ તો રોટલા ને ચપાટીઓ ને આ વાનગીની અંદર આ બધી વિસરાતી વાનગી જ થઈ ગયું કે કઢી છે ખીચડી છે દૂધપાક છે અથાણાં છે પછી તમે જુઓ તો કેરી છે પહેલાં દેશી કેરી ખાતા હતા કેરી અંદર ઘરે પકાવવામાં આવતી તી ખડ નાખીને પકવવામાં આવતી તી અંદર એના માળા બનાવવાની અંદર આવતા તા અત્યારે એવી રીતે ક્યાં કેરી પાકે છે કેરી તમે જુઓ તો કારબાઇટુ જેવી કેરી થઈ ગઈ છે ત્યારે કારબાઇટ શું હતું એ જ નહોતી ખબર એટલે એ બધું વિસરાઈ ગયું છે પછી એમ જોવા જાઓ તો નારિયેળ હતાં તો નારિયેળની અંદરથી એની અમે ઘણીબધી ઘરે વાનગીઓ બનાવતા હતા પછી ઘઉં હતા તો ઘઉંની અંદર તો અમે પલાળીને રાત્રે એની અંદર ખાંડણીયાથી ખાંડીને એનો માવો કાઢીને એની સેવ બનાવવામાં આવતી તી અત્યારે ક્યાં એ સેવ બને છે પહેલાંની વખતની અંદર હતી તો આ ગોળની અંદર જે સેવ નાખીને કરતાં ગતાં તો એ અમે ઓશિકાની અંદર ઘરે લોટ બાંધીને ઓશિકાની અંદર બનાવતા હતા અત્યારે તે એ વાનગી બને છે પછી અત્યારે તમે પાપડ જુઓ તો પાપડ છે એ બધાંય ઘરે અમે સાદા રીતે પાપડ બનાવતા હતા અત્યારે સીધા મશીન આવી ગયા છે એટલે એય વિસરાતી વાનગીની અંદર આવી ગયું છે પછી તમે જુઓ તો માખણ હતું તો માખણ અમે વલોણીને બનાવતા હતા ને એ માખણનું ઘી બનાવીને ખાતા હતા અત્યારે એવા ક્યાં ઘી મળે છે એય વિસરાતી વાનગીની અંદર જ આવી ગયું એમ જોવા જઈએ તો અત્યારે આ આ યુગ પ્રમાણે વાનગી પહેલાંની વાનગીઓ હતી બહુ ઓછી થઈ ગઈ છે અને અત્યારે નવા બધાય આ કૂકને આ બધી નવી વાનગીઓ આ ફોરેનનું બધું જોઈ જોઇ અને આ નવું નવું બધું ખાવા માંડ્યા છે ને આપણું જે જૂનું હતું એ બધુંય ભુલાવા માંડી ગયું ને અમે ઘરની અંદર વાનગીઓ અમે એવી કઈ વાનગીઓ અત્યારે ઘરનાં અંદર બનાવીએ છીએ અમે તો બનાવીએ છીએ કઢી બનાવીએ ખીચડી બનાવીએ દૂધપાક બનાવીએ ભજીયા સાદા બનાવીએ પહેલાંના અમારા ભજીયા હતા ટાઠા જેવા ભજીયા હતા અને સાદી ચટણી બનાવતા હતા અને અત્યારે તો કેટલી ભાતની ચટણી થઈ ગઈ છે અમે તો લસણ બધાંય શાકની અંદર લસણ નાખતાં અત્યારે માણસો લસણ ખાવાની ના પાડે છે મોઢામાં વાસ આવે છે અમે ડુંગળીના ગાંઠિયા ખેતર જતાં ભાત લઈ જતાં તો છાશ હોય રોટલો હોય ને ડુંગળી હોય ત્યાં બધી ભાતની દાળ હોય અડદની દાળ બનાવતા હતા અત્યારે ક્યાં અડદની દાળ કોઈને ભાવે છે પહેલાંની વખતની અંદર અમે જોતાં તો શાક સાદાં શાક હોય મરચાં વાટીને નાખી દેતાં હતાં અત્યારે તો ભાતે ભાતનાં મરચાં આવી ગયાં છે એવાં મરચાં ક્યાં પહેલાં હતા અત્યારના મરચાં તમે જુઓ કેટલો ફેર પડી ગયો છે એટલે આ બધી વાનગીઓ છે અને અમે બનાવીએ છીએ થોડુક સાદું બનાવીએ છીએ પણ બાળકો ઘરમાં જ્યારે આવે છે ત્યારે એ સાદી વાનગીઓ ઘરમાં થતી જ નથી કેમકે એને ભાવતી જ નથી એને જોયું જ નથી કે સાદી વાનગી કોને કહેવાય ને અત્યારે આને અત્યારની વાનગીઓ જ બધાને ભાવે ઠે જે ટેસ્ટફૂલ જ ખાવા છે મસાલાવાળા ખાવા છે અને પહેલાંના વખતમાં આ બધું નહોતા ખાતા તો માણસો સારી રીતે સારી રીતે આરોગ્ય સારું રહેતું હતું અને અત્યારના માણસો આ બધું ખાઈ ખાઈને આયુષ્ય ટૂંકી થઈ ગયું તમે પચાસ વર્ષ પછી જોજો કે માણસો આ મોટા મોટા સિટીઓ તમે જુઓ તો ચેન્નાઈ છે બેંગલોર સે કલકત્તા છે મદ્રાસ છે એમ આ બધાંયના ઝોમેટા જ આવી ગયાં ઠે ઝોમેટોનું આયુષ્ય કેટલું છે ને આ પહેલાં અમે બધાય ખેતી કરતાં ચોયણાં પહેરતાં સાદું જીવન જીવતાં માથે ઓઢીને સૂતાં એવું ક્યાં છે અત્યારે એટલે આ બધુ પથારી વાનગી એ જ ફેરવી છે ખાવામાં જ બધું આવી ગયું છે ખાવાના જ પ્રોબ્લ્મ છે ખાવાને જ લીધે માણસને આયુષ્ય છે આરોગ્ય છે એ બધુંય ઘટ્યું છે પણ ક્યાં સમજે છે કોઈ પણ કોઈને ઘરમાં આવી વાનગીઓ જ નથી થતી હોતી ઘરમાં આવી વાનગીઓ બનાવે તો એનું આરોગ્ય સારું રહે બધાને આવું બા પિઝા ને બર્ગર ને એવું જ બધું ખાવું ઠે એટલે આવી વાનગીઓ તો અમારા ઘરમાં તો થતી જ નથી અમે તો સાદું જ ખાઈએ છીએ પણ જ્યારે ન્યુ જનરેશન છે એને આ કાંઈ વસ્તુ ભાવતી નથી અને એટલે વાનગીઓ આ બધી બનતી નથી પણ હવે લુપ્ત થતી જાય છે ધીમે ધીમે બધી વાનગીઓ જય હિન્દ